રમત રમવાથી લોકોને તંદુરસ્તીમાં વધારો થાય છે ગામડાના લોકોને એવું માનવું છે કે ટીવી મોબાઈલ વપરાશ કરવા કરતાં લોકો સાથે રમત રમીને તેમાં પ્રેમ તેમનો સંભળાય છે તેમને સબંધો જાળવી રહે છે લોકોમાં અભિપ્રાય જાગે છે કે લોકો જાગૃત થાય છે રમત રમવાથી અને રમતો રમવાથી લોકોને તંદુરસ્તી મળે છે અને જેથી લોકો આગળ વધે છે અને ગામડાના લોકોનો પાસે એવા સાધનો નથી કે એ કોઈ એવી રમતો ન રમી શકે જેમ કે આપણે અલગ અલગ સાધનો હોય છે આપણે શહેરોમાં અલગ અલગ સાધનો રમવામાં આવે છે એવાં સાધનો ગામડાના લોકો પાસે નથી હોતા તો ગામડાના લોકો એકાબીજા મળીને હળી મળીને સાથે રમતો રમે છે ને જેથી તે તેમના જીવનમાં મનોરંજન માણે છે ને તે રમતો રમવું ખાસ જરૂરી છે આપણા જીવનમાં તેમનું મનોરંજન પણ મળે છે ને રમત રમવાથી રમત રમવાથી આપણને ઘણીબધી આપણને શ શીખવા મળે છે જ્ઞાન મળે છે રમતો રમી આપળા શરીર માટે સ્વસ્થ અને સારું કહેવાય છે જેમ કે અલગ અલગ રમતો રમવામાં આવે છે કબડ્ડી આવે છે ક્રિકેટ આવે છે ખોખો હોય છે ગામડામાં પણ આપણે ચાર કુંડાળાં હોય છે ચાર ચિઠ્ઠી હોય છે નવ કુકી હોય છે એવી ઘણી બધી રમતો રમવામાં આવે છે પાંચ કુકી હોય છે ઘણી બધી રમતો રમવામાં આવે છે ગામડાના લોકોમાં પણ રમતો ત્યાંનાં બાળકોને રમતો રમવી બહુ પસંદ હોય છે તે તહેવારોમાં હળી મળીને બધા ભેગા થઈને રમતો રમે છે કેમ કે ત્યાં તહેવારોનો એવું માનવું છે કે બધા હળી મળીને રહે આડોશીપાડોશી તો બધા વચ્ચે સંબંધ જળવાઈ રહે છેને સબંધ વધારે ગહેરો બને છે એ રીતે એકાબીજા લોકો એકાબીજાના ઘરે જઈને રમે છે અને શહેરોમાં પણ રમત વધારે રમાય છે શહેરોમાં સાધનો આવી ગયાં છે સાધનોથી રમત રમાય છે જેમકે આપણે ક્રિકેટ છે ક્રિકેટમાં બેટ છે દડો છે સ્ટંપ છે એવા ઘણા બધા સાધનો છે હવે સ્ટેડિયમ છે એવા ઘણા બધા સાધનોમાં રમાય છે ને ગામડામાં મેદાન હોય છે મોટું મેદાન હોય છે ત્યાં બધા ભેગા થઈને રમતો રમે છે કોઈ નીતનવી રમત લાવ્યું હોય કોઈ ખોખો લાવ્યું હોય કોઈ કબડ્ડી લાવ્યું હોય જે જેને જે પસંદ આવે છે તે એકબીજા મંજૂર થઈને રમે છે આવી જ રીતે લોકો મહેનતથી કરે છે અને લોકો રવિવારનો દિવસ હોય છે ત્યારે એકબીજા બધા લોકો ભેગા મળીને સાથે બેસીને અંકળી રમે છે ગીતો ગાય છે રમતું રમીને વધારે રમતને ત્યાં લાભ મળ્યો છે ને ધ્યાન આપવામાં આવ્યું છે ગામડાના લોકોમાં પણ કહેવાય છેને શેહેરના લોકોમાં પણ વધારે એવું બધું જાણવા મળે છે કે લોકો રમતને વધારે માન આપવામાં આવતું હોય છે કેમ કે શહેરના લોકોનું પણ એવું માનવું છે કે રમત રમવાથી તંદુરસ્તી રહે છે ને ઘણીબધી આપણને શીખવા મળે છે રમતો રમવાથી જે અત્યારે મોબાઈલ કે ટીવીના વપરાશથી મળતું નથી ટીવી અને મોબાઈલ આપણે ઘરે જ બેઠા જોઈ શકીએ છીએ પણ રમત એવી વસ્તુ છે જે આપણને મેદાનમાં કુદરતી વાતાવરણમાં રમવાને મળે છે તેથી આપણું શરીર પણ સ્વસ્થ રહે છે તેનું કારણ જ એ છે અને બહાર સવારના પોરમાં સૂરજ ઊગ્યો હોય ને પશુ પક્ષીઓનો સુરીલો અવાજ હોય છે અને તે આ રમત રમવાની એવી મજા આવે કે તે વાત જ અલગ છે આખી ગામડામાં પણ એવું વાતાવરણ જોવા મળે છે અને શહેરોમાં પણ એવું વાતાવરણ જોવા મળે છે